બાઇકિંગ કરતી વખતે પહેલાં તો હેલમેટ પહેરવું જોઈએ ડ્રિંક કરીને વાહન ચલાવવું ના જોઈએ રોંગ સાઇડમાં વાહન ચલાવવું ના જોઈએ આજુબાજુથી સાધન આવતા હોય એનું ધ્યાન રાખવું જોઈએ ખાડા ખાબોચિયામાં ધ્યાન રાખીને સાધન ચલાવવું જોઈએ નાના છોકરાઓ નીકળતાં હોય ત્યાં ધ્યાન રાખીને સાધન ચલાવવું જોઈએ પ્રવાસમાં જતી વખતે અમે બે ડોક્યુમેન્ટ સાથે રાખવી છીએ એક આધાર કાડ અને બીજું ડ્રાઇવિંગ લાઇસન્સ એ અમે જોડે રાખવી છીએ કે ઓળખમાં કામમાં આવે